મેં કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધેલી જેનાં કારણે હું લગ્ન પહેલાં પાંચ વર્ષ ખૂબ સારી રીતે નોકરી કરી શકી અને મારો પગાર પણ ખૂબ સારો હતો લગ્ન પછી હું મારા કાર્ય સાથે ઘરકામ સાથે મારા પતિને ધંધામા પણ ખૂબ મદદ કરું છું જેના કારણે એમનો ખૂબ સમય બચ્યો છે અને તેમનો કિંમતી સમય તેમણે સારી જગ્યાએ લગાવ્યો છે જેથી એમને ધંધાનો વિકાસ થયો છે તેમણે બીજા પણ કાર્યમાં વિકાસ કરી અને આગળ વધી શક્યા છે